હોટેલ અથવા ઢાબા પર અનેક પ્રકારના ખોરાક મળે છે જેમકે અહીં ગુજરાત હું ગુજરાત પ્રદેશમાં રેવા રહું છું જે તેથી અહીં અલગ અલગ પ્રકારની હોટેલ છે ઢાબા છે કેફેસ છે જ્યાં અલગ અલગ પ્રકારનું ખાવાનું મળે છે જમવાનું મળે છે નાસ્તા છે ખઉ પીઉ ઘણું બધું જ મળે છે અહીંની જેમકે ગુજરાતી ખુદ મતલબ ગુજરાતી થાળી છે પંજાબી થાળી છે ચાઇનીઝ છે ઈટાલીયન છે અલગ અલગ પ્રકારના ખોરાક મળે છે મને સૌથી વધારે ગુજરાતી ખાણી પીણીમાં વધારે રસ છે અને પંજાબીમાં આમ તો હું બધું જ ખાવું બહુ જ ગમે છે પરંતુ ગુજરાતી અને પંજાબી વધારે રોજ દરરોજના સમયે અમે ગુજરાતી થાળી ખાઈએ છે દાળ ભાત શાક રોટલી મિષ્ટાન પણ હોય છે અલગ અલગ પ્રકારના જે લોકો અલગ અલગ પ્રદેશથી આવે છે તે લોકોના અલગ અલગ ખોરાક હોય છે અને અલગ અલગ પસંદ પણ હોય છે અલગ અલગ મિષ્ટાન પણ હોય છે અમારે ગુજરાતમાં ફાફડા જલેબી વધારે છે તો મિષ્ટાનમાં પણ મને એ ખાવું ગમે છે ઢાબાને હોટલ પર કહીને તો પંજાબી ઢાબા પંજાબી પંજાબી ખાવું વધારે ગમે છે જ્યારે કોઈ મોટો પ્રસંગ હોય જન્મદિવસ હોય કે એવું કંઈ હોય એ કે પ્રસંગ હોય ત્યારે પંજાબી ખાવાનું વધારે પસંદ કરીએ છીએ જ્યારે કોઈ દિવસ સારો હોય યા બહાર જવાનું પસંદ કરીએ ત્યારે એવું થાય કે પંજાબી ખાવું વધારે ગમે છે તો પંજાબી ખાવું શા માટે ગમે છે પંજાબીનો ટેસ્ટ વધારે ગમે છે પંજાબીમાં અલગ અલગ પ્રકારના શાક છે કાજુ પનીર પનીર ટીકા મસાલા જેવા જેવા શાકો છે બધાંએ જ અલગ અલગ ખાધેલાં છે તો બધાં પણ ગમે છે નાન છે બટર નાન છે બટર રોટી છે જેને શાક સાથે આપણે ખાઈ શકીએ લસ્સી પીવી વધારે ગમે છે મીઠી લસ્સી ખારી લસ્સી એમ બે પ્રકારની લસ્સીઓ પણ આવે છે તો એ પીવી બહુ જ ગમે છે એક આખો કોમ્બીનેશન બહુ જ સારું લાગે છે કે બટર નાન સાથે પંજાબી શાક મારું ફેવરીટ પસંદીદા પસંદ હોય એવું શાક છે પનીર ટીકા મસાલા જેનો ટેસ્ટ મને બહુ જ ગમે છે અને એ ખાઉં એની સાથે મીઠી લસ્સી મળી જાય તો મને બહુ જ મજા આવી જાય છે આમ મૂડ ફ્રેશ કરી દે આ એ જમવાનું એમ પંજાબી છે ખોરાક છે એ બધી જગ્યા એ સારો મળતો નથી બધાએ ઢાબા ઉપર સારું મળ સારું મળતું નથી અમુક જ એવી જગ્યા હોય છે જ્યાં સારું મળતું હોય છે અને એ જ જગ્યાઓનું આપણને પંજાબી ભાવે તો આજ કારણ છે કે મને પંજાબી ખાવું ગમે છે ગુજરાતી પણ પસંદ છે ગુજરાતી થાળી પસંદ છે અમે દરરોજના બેઝ રેગ્યુલર બેઝીસ ઉપર જ્યારે બપોરનું જમવાનું હોય કે રાતનું જમવાનું હોય ગુજરાતી થાળી જ ખાઈએ છીએ જ્યારે જ્યારે કોઈ મોટો પ્રસંગ આવે યા ફીર કોઈ સારો એવો પ્રસંગ હોય કે બહાર જમવાનું થાય બધું જ ખાઈ શકીએ છે ચાઈનીઝ છે ઇટાલિયન છે એ ખાઈએ છીએ પણ જયારે ખાસ કઈ ખાવાનું મન થાય ને તો સૌથી વધારે પંજાબી થાળી જ ખાવાનું મન થતું હોય છે અને એ પંજાબી ઢાબા પર જ સારી મળી શકે છે